ગુજરાત રાજ્યની સાંસ્કૃતિક ઓળખ ભાષામાં ગુજરાતી ભાષાનો ખૃૂબ જ મોટો ફાળો છે કેમ કે ગુજરાતી બી ભાષા જ એક અલગ આમ મીઠી એવી ભાષા છે જેમાં આપણે કોઈને અપશબ્દ બી બોલીએ ને તો બી તેને આમ ખોટું ના લાગે ગુજરાતી ભાષા જ એક મીઠી છે અને જેનાં કારણે ગુજરાતી બધી જગ્યાએ જ ઓળખાણમાં પડી જાય કે કેમ કે જે એવું બોલે એટલે થાય કે નહીં આ ગુજરાતી બોલે છે ભલે ખબર ન પડે સામેવાળા વ્યક્તિને કે શું બોલે છે પણ એટલી ખબર પડે કે નહીં ગુજરાતી બોલે છે અને ગુજરાતી ભાષા જ મીઠી છે જેથી ગુજરાત નું નામ આગળ આવે છે બધી જગ્યાએ